અમારા આદિવાસી સમુદાયમાં અલગ અલગ અંધસ્રદ્ધાઓને માન્યતાઓ આપેલી છે જેમકે બિલાડી આડી આવે તો અપશુકન માનવામાં આવે છે તેમજ બપોરના સમયે આપણે ઘરેથી બહાર જઈએ અથવા એકલા ખેતરમાં હોય અથવા સીમાડે અથવા કોઈ નદી કે પર્વત ક્યાંય પણ હોઈ આપણે એકલા ગમે ત્યાં જઈએ તો આપણે બપોરના સમયે બહાર ન નીકળવું જોઈએ જો આપણે બપોરના સમયે બાર નીકળ્યા હોઈએ તો આપણને ડાકણ મળી શકે છે તેવી અંધશ્રદ્ધાઓ અમારી બાજુનો હોય છે તેમજ અન્ય અંધશ્રદ્ધાઓમાં શિક આવે ત્યારે અપશુકન થઈ જાય છે અને અન્ય અંધશ્રદ્ધાઓમાં કાચનો ગ્લાસ તૂટવાથી પણ અંધશ્રદ્ધા માનવામાં આવે છે જેકે કાચનો ગ્લાસ તૂટવો એ તેવું માનવામાં આવે છે કે અશુભ સંકેત માનવામાં આવે છે તેમજ જ્યારે મંદિરમાં નાળીયેર ફોડવામાં આવે છે ત્યારે નાળીયેર કોહવાઈ ગયેલું હોવાથી તેને અપશુકન માનવામાં આવે છે અથવા શુકન પણ ક્યારેક ક્યારે માને છે લોકો તેમજ નદી જ્યારે ઓળંગતા હોઈએ ત્યારે એકબીજાનો હાથ પકડીને નદી ન ઓળંગવી એવી પણ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ માન માનવામાં આવે છે તેમજ પગમાં દોરા ધાગા બાંધવામાં આવે છે જેથી કોઈપણ માણસની ખરાબ નજર ના લાગે તેમજ લોકોની માન્યતા એવી હોય છે કે જો આપણને નજર લાગી જાય તો આપણને કોઈપણ બીમારી કાં તો બીમાર થઈ જવાય જેમકે કમળો થઈ શકે છે અને કમળો થવાનું કારણ કોઈની પણ ખરાબ નજર લાગી જાય તે પણ કહેવામાં આવે છે અને આવી બધી ખૂબ જ માન્યતાઓ છે જે માનવામાં આવે છે આમરી બાજુ રાત્રે કાળી ચૌદસના સમયે એકલા બાર ન નીકળવું વગેરે વગેરે અંધશ્રદ્ધાઓ ખૂબ જ માનવામાં આવે છે